ગુજરાતમાં સ્વાસ્થ્યની વાત કરું તો આપણે એ ક્ષેત્રમાં બહુ પ્રોગ્રેસ કરી છે ગુજરાતમાં ખરેખર કેમ કે જે પહેલાંની પરિસ્થિતિ હતી કે રિમોટ લોકેશન્સ પર દવાખાના હતા ત્યાં જવાનું પહોંચવાનું એ તકલીફ હતી પેશન્ટને અ આઇસીયુઝ ઓછાં હતાં પણ અત્યારેની જે સ્થિતિ કહું તો ઘણી જગ્યાએ હૉસ્પિટલ્સ બની ગયાં છે આપણે મારા ક્ષેત્રની જ વાત કરું મારા મોડાસાની જ વાત કરું તો હાલમાં મોડાસા જે ટેરિટરી છે એમાં લગભગ વન ફિફ્ટીની અરાઉન્ડ ડૉક્ટર્સ છે અને વન ફી ફિફ્ટી ડૉક્ટર્સમાં વાત કરું તો સ્પૅસિફિક ઍવરેજ ટ્વેન્ટી કન્સલ્ટન્ટ્સ ફિઝિશિયન એમ ડી ફિઝિશિયન્સ ફિફ્ટીન પીડિયાટ્રિશયન ઑર્થો પિડિશિયન્સ સર્જન્સ ગાયનેક એટલે બધા ડીવિઝન્સ આવી ગયાં બરાબર અને એટલું લાર્જ એરિયામાં બધા અને એ બી ગ્રોવિંગ થાય છે વન ફિફ્ટી મેં કીધું તો એ હાલની પરિસ્થિતિમાં નવા નવા ડોક્ટર્સ આવે જ છે રીજનમાં ઍન્ટર થાય જ છે તો એ બહુ સારી વાત છે આપણાં માટે અને અફોર્ડેબિલિટીની વાત કરીએ તો જે સિવિલ હૉસ્પિટલ છે એરિયામાં અ આપણે હિમ્મતનગર મોડાસા એ બધા એરિયામાં સિવિલ હૉસ્પિટલ છે તો પેશન્ટને પૂઅર પેશન્ટ હોય છે તો એ એફોર્ડ કરી શકે એવી મૅડિસિન છે કેસ પેપરની ફીસ એ ઓછી છે ત્યાં હોસ્પિટલમાં સરકારી દવા અને ઉત્તમ તેઓ શું કહે ફૅસિલિટી મળે છે સિવિલ હૉસ્પિટલમાં પહેલાં એક હતું પહેલા ટાઇપ જમાનમાં હતું કે અ ખાલી એક હૉસ્પિટલ સરકારી દવાખાનું હતું ત્યાં કોઈ ફેસિલિટી બેસિલિટી એવી થતી નથી અત્યારે તો આઇ સી યુ આવી ગયાં છે વેંટિલેટે વૅંટિલેટર એ બધી સિસ્ટમો આવી ગઈ છે નવી નવી તો સીસ આપણે એની વાત કરીએ અ સ્વાસ્થ્યમાં તો સ ઘણું બધું સારું કામ થયું છે આ ક્ષેત્રમાં અને આગળ બી એ પ્રોગ્રેસ થાય જેવી જેવી નવી નવી ટૅક્નોલોજીઓ આવશે તો સરકાર એ બધું ઈમ્પ્લિમેન્ટ લાવશે આમાં